હા સર શું તમે ઓડર કરવા માગશો

હં હં ઓકે સર સો વોટ ડુ યુ લાઈક ટુ અબાઉટ ધ શું તમે ઠંડામાં શું લેવા માગશો થમસપ ઓકે સો બીજું કાંઈ હજી હા હા સર છાશ કોલડ્રિંગ મિનરલ મિનરલ વોટરના બધું જ મળશે હમ્મ હમ્મ હમ્મ હમ્મ ઓકે હં ચીઝવાળી ચાલશે કે ચીઝવાળી હં ચીઝ મેગીની પ્રાઈઝ ચીઝ વિથ બટર ઇટ્સ સીત્તેર રૂપિયા અને ઓનલી ચીઝવાળી ખાલી જોઈતી હોય તો એ તમને પચાસમાં પડશે અને ખાલી બટરવાળી જોઈતી હોય ને તો એ પણ પચાસમાં પડશે ઓકે ચીઝ ખાલી હં હમ્મ હમ્મ હમ્મ હમ્મ

ચિકન છાશ ઓકે ચિકન ફ્રાય હં હં ઓકે હં અને બીજી કાંઇ સર કાઈ લેવા માગશો ઓકે સર થેંક્યું થેંક્યું